હા તો મારે જોબની જરૂરિયાત હતી તે માટે ફોન કર્યો તો મને એવી જાણકારી મળી કે તમે જોબ અપાવો છો અચ્છા મારે તો અગર મારે મારે અત્યારે તો ફીલ્ડ છે મારે માસ્ટર કરેલું છે ઇંગ્લિશમાં તો એ પ્રમાણે અગર તમને કોઈ જોબ મતલબ મારી ડ્રીમ જોબ છે કે મતલબ અગર એવું હા હા રાજકોટમાં જ

અગર કોઈ કોલેજમાં એઝ અ પ્રોફેસર જોબ લાગી શકે તો

આપણે ગુજરાત આખામાં ક્યાંય પણ જગ્યાએ આપણે વાંધો નથી હા તો રાજકોટમાં હોય તો સૌથી સારું

પગારનું તો મતલબ ઓછામાં ઓછું ત્રીસ તો રાખી જ શકાય મતલબ હા હા કઈ વાંધો નહીં એ તો જોઈ લઈશું આપણે હા હું તમને વ્હોટ્સએપ કરી દઉં છું મારું જે સીવી છે ને જે બધો ડેટા પડશે અને એ પ્રમાણે તમે મને ડિટેલ્સ આપી દેજો હા હા હું મોકલી દઉં ચાલો ઓકે હા